હલો ફોરમ ગેસ હા મારે ગેસ બુકિંગ કરાવવાનું હતું તે મેં કરાયુ છે કે નહીં તેની માટે ખાતરી નથી તો મને જરા જાણી આપશો મારો બુકિંગ રેફરન્સ નંબર ચાર આઠ પાંચ સાત અને આધાર કાર્ડના છેલ્લા ચાર અંકો ત્રણ ત્રણ પાંચ આઠ છે તો મહેરબાની કરીને થોડું તપાસ કરી આપશો આભાર